અમારા વિસ્તારમાં હો હોસ્પિટલમાં માતૃત્વ પામવાની સંભાળના બાળકોની સંભાળની એક હો સંગિતા હોસ્પિટલ છે જેમાં બાળક જન્મ થાય અને તરત જ તેની ન ટચમાં જ બીજી એક હોસ્પિટલ છે જ્યાં તે તાત્કાલિક અગર બાળકને કોઈ તકલીફ છે તો તરત જ પહોંચાડવામાં આવે છે જ્યારે કે નજદીકમાં મારે હોવાથી ક્યારેય પણ જો સગર્ભા હોઈએ તો તરત તાત્કાલિક એ હોસ્પિટલમાં પહોંચી જવાય છે અને ત્યાંના ડૉક્ટરો ખૂબ જ સારો અને હોંશિયાર છે જેના કારણથી બધી જ સુવિધાઓ ત્યાં મળી રહે છે બાળકના જન્મ્યા પછી પણ તેની સારસંભાળ કરવાનું તેનું ધ્યાન રાખવાનું એ બધું જ ત્યાંની નર્સ કરે છે અને એ નર્સો એટલું બધું ધ્યાન રાખે અને કરે છે જેનાથી બાળકને નવડાવવું સવારમાં એને દૂધ પીવડાવવું કે પછી બીજું કંઈ પણ હોય તો બાળકનું અથવા માતાને નવડાવવું માતાને તૈયાર સારી રીતના વ્યવસ્થિત કરવાનું બેડ સારો કરવાનો સાફ કરવાનો બાળકનું નાનું પોતિયું બદલાવવાનું કે પછી એનું સારસંભાળ કરવાની બધી જ વ્યવસ્થા આ હોસ્પિટલમાં છે સંગિતા હોસ્પિટલ સૌથી સરસ અને સારી હોસ્પિટલ છે જે અમારા વિસ્તારમાં નજદીકમાં જ છે અને ક્યારેય પણ કોઈ પણ તકલીફ આવે તો નજદીકમાં જ એ સારસંભાળ લઈ શકાય છે આ સિવાય સંગિતા હોસ્પિટલમાં બા કોઈ પણ સ્ત્રીનો કોઈ પણ રોગ હોય તો આ રોગનું પણ ત્યાં નિદાન કરવામાં આવી શકે છે અને બાળકોનો જે ડૉક્ટર છે ચિલ્ડ્ર ચાઈલ્ડહૂડ હોસ્પિટલ જેમાં બાળકોની સાળસંભાળ કરવાની એમાં ઓક્સિજનમાં રાખવાના કે પછી કોઈ તકલીફ છે શ્વાસ લેવાની તકલીફ છે કે બાળક રોતું નથી એ બધી જ સુવિધા ચાઈલ્ડહૂલ્ડ ડૉક્ટરના ત્યાં સારી રીતના મળી રહે છે તેની ડૉક્ટરની સેવા પણ ખૂબ જ સારી સચોટ અને સુંદર છે જેના કારણથી આ નજદીકની જે હોસ્પિટલ છે એમાં અમને જવું અને સેવા લેવી ખૂબ જ ગમે છે